ટોયોટા કેમબ્રિ બે હજાર ત્રેવીસ હોન્ડા સિવિક બે હજાર બાવીસ ફોર્ડ મસટેંગ જીટી બે હજાર ચોવીસ ટેસ્લા મોડલ એસ પ્લેડ બે હજાર ત્રેવીસ બી એમ ડબલ્યુ એક્સ ફાઇવ એમ ફાઇવ ઝીરો આઈ બે હજાર ત્રેવીસ ઓડી એ સિક્સ પંચાવન પી એફ એસ આઈ બે હજાર ત્રેવીસ